હાઇકિંગ કરતી વખતે અમારી સાથે એક અણધાર્યો બનાવ બનેલો અમે લોકો મનાલીથી સોલાંગ વેલી અને સોલાંગ વેલીથી ઢૂંઢીનો ટ્રેક પર હતા ત્યારે રસ્તામાં એક બ્રિજ આવે છે અને એ બ્રિજ પહેલાં એવલેન્ચ થયેલો જેના હિસાબે આખો બ્રિજ પાણીની અંદર વહી ગયો

અમારે એ રિવર ક્રોસ કરવાની હતી તો અમે અમારી સાથે જે ઇક્વિપમેન્ટ હતાં હા એ ઇક્વિપમેન્ટની મદદથી બે રોક વચ્ચે રોપ ફિક્સ કર્યો અને રિવર ક્રોશિંગ કરીને બધાંયને સેફલી સામેની સાઈડ પહોંચાડ્યા મારું પંદર જણાનું ગ્રુપ હતું ત્યારબાદ આગળ જતાં એવો જ એક બનાવ પાછો બન્યો ત્યાં પણ એવલાંચ ના હિસાબે માટી માટી પથ્થર ને ખડક બધાં ઢસડાઈ આવેલા એમાંથી તો સાઇડમાંથી પસાર થઈ ગયા અને એવી રીતે અમે એક ઢૂંઢી પહોંચ્યા ટ્રેકિંગ પર ફોટોગ્રાફી નેચર

રિવર છે બર્ડ્સ છે આવી બધી અમે કરીએ છીએ અને ગ્રૂપમાં જે એક્ટિવિટી હોય એ બધાની ઉપર ફોટોગ્રાફી અમે કરીએ છીએ આ ફોટોગ્રાફસ

સેવ કરી રાખે છે જેથી આગળ ફરીથી એને જોઈ શકાય એ માણેલા દિવસોને ફરી યાદ કરી શકીએ